ગુજરાતમાં તહેવાર ધાર્મિક પ્રસંગો માટે ગુજરાતની અંદર ચોમાસાના સમયની અંદર વિવિધ પ્રકારના તહેવારો ધાર્મિક પ્રસંગો આવે છે જેમ કે શ્રાવણ શ્રાવણની અંદર જામ જૂનાગઢની અંદર ભવનાથનો મેળો જે સુપ્રસિદ્ધ છે જેની અંદર શંકર ભગવાનના ખૂબ જ ભક્તો ત્યાં મેળો જોવા આવે છે ત્યાં જે ભવનાથ છે ત્યાં લોકોની લાખોમાં ભીડ જોવા મળે છે એ જ રીતે ભવનાથની ઉપર જે ટેકરી છે ત્યાં લોકો પગપાળા અ યાત્રા કરીને જાય છે ને ત્યાં એ સમયે ત્યાં જે નાગા જે અઘોરી છે એ લોકો ત્યાં આવે છે ને ભવનાથના મેળામાં એ લોકો જોવા મળે છે ત્યાં લોકો એ લોકો રોકાય છે એમના જે વિધિ કરતાં હોય છે એ તમને કરતાં જોવા મળે છે એ જ રીતે ભવનાથનો જે મેળો છે એના પછી જન્માષ્ટમીએય આવે છે પછી ગણપતિનો તહેવાર આવે છે ગણપતિની અંદર લોકો ગણપતિની પૂજા અર્ચના કરે છે ગણપતિને લોકો ખૂબ માને છે જેથી લોકો બઉં ધૂમધામથી ગણપતિઓની વિશાળ વિશાળ મૂર્તિઓ લાવે છે તેમની પૂજા કરે છે અર્ચના કરે છે અને ભાવિ નાનાથી માંડી ને મોટા લોકો ગણપતિને પૂજા અર્ચનામાં પોતાનું તન મન અને ધન અર્પિત કરે છે એ એના પછી ત્યારબાદ આપડે નવરાત્રી આવે છે નવરાત્રીમાં અ નવરાત્રિની અંદર ગુજરાતની અંદર વિવિધ શહેરોમાં મોટાં મોટાં મંડળો અને સંચાલકો દ્વારા ખૂબ મોટા પાયે ગુજરાતમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્રિનો જે પ્રસંગ છે જે ધાર્મિક પ્રસંગ છે તેની અંદર ગુજરાત અગ્રેસર છે સૌથી વધારે ગરબા ગુજરાતની અંદર રમાય છે અને જે ગુજરાતની અંદર એમ કહેવાય કે ગરબાનું પેલું એ છે તે ગુજરાત ગણાય છે ગુજરાતની અંદર સુરત છે અમદાવાદ છે વડોદરા છે તેવી મોટી મોટી સિટીઓની અંદર મોટી મોટી મેદાનોની અંદર ગરબા યોજાય છે જેમાં

અને જે જે ફિલ્મસ્ટાર છે એ લોકો આવીને ત્યાં એ ગરબો નિહાળે પણ છે જે કલાકાર લોકો છે ગાયકો છે જે વિવિધ જગ્યાઓ ઉપર જઈને પોતાના જે ગરબા હોય છે ગ્રાઉન્ડ હોય છે ત્યાં એમને બોલવામાં આવે છે અને ત્યાં એ લોકો આવીને પોતાનું જે શબ્દો છે જે વાણી છે એના દ્વારા લોકોને ગરબાની અંદર રમવા માટે હર્ષ અને ઉલ્લાસ પૂરો પાડે છે જેથી લોકોને રમવામાં ખૂબ આનંદ આવે છે અને સારી રીતે પૂરતો આનંદ લે છે અ અને એ જ રીતે ગરબાની અંદર મ અલગ અલગ રીતે અંદર કોમ્પિટિશન હોય છે કે ટ્રેડિશનલ વેર પેહરીને આવવું કે પછી વિવિધ પ્રકારનો શણગાર કરીને જે સારામાં સારો શણગાર કરીને આવે તેને પુરસ્કારોમાં આપવામાં આવે છે જે સા આ પૂરા દિવસો દરમિયાન સારામાં સારું જે ખેલૈયાઓ હોય જે સારામાં સારું જેને નૃત્ય કર્યું હોય એટલે ગરબા રમ્યા હોય તેને પુરસ્કાર આપવામાં આવે છે અને તેને સન્માન કરવામાં આવે છે